સાહસિક યાત્રા અરે બાપ્પા ઉત્તેજક તો બરાબર હતી શું સાહસિક યાત્રા કરી છે અમે ઉટી કોડાઇકલ ઉટી ગયા તા અમે અને ઉટીમાં જે અમે સૌથી ઉપર જે ચડ્યા નહિ પગથિયાં કે નહિ સારા રસ્તા ખાલી પથ્થર પર ચડી ચડીને અમે જે ઉપર ચડ્યા અને પથ્થર પડી જાય આડા પડી જાય એ રીતે અમે સૌથી ઉપર ઉટી ગયા અને ખાલી ઉટી ઉપર જઈને અમે આખી ઉટીના દર્શન કર્યા અમે પણ જે મજા આવી સાહસિક હતી અને બીજું અમે ગયા હતા એમપી એમપીમાં અમે ગયા ત્યાં ભગવાનના દર્શન કરવા માટે અમે એટલા નીચે ઉતરવાનું અને પાછા એટલા જ પગથિયાં કરીને ઉપર આવવાનું અને ગુફામાં જઈને ભગવાનના દર્શન કરવાના ચડ ઉતરતા તો તમે ઉતરી ગયા પણ ચડતા તો એટલી તકલીફ પડી અમને છતાં બી જે ભગવાનના બહુ જ પુરાનીક ભગવાનના દર્શન કર્યા મજા તો આવી ઉત્તેજક બી થઈ અને સાહસિક તો ખરી જ ઘણા થાકી ગયા અમે ત્યાર પછી અમે બધા જંગલોમાં ફર્યા ત્યાં એમપીમાં ખૂબ મોટા મોટા જંગલો હતા અને મોટા મોટા પથ્થરો પરથી ચડી ચડીને જવાનું હતું છતાં બી મજા તો કરી પણ થાકી પણ એટલા જ ગયા અને બીજું અમે વનવાસો ગયા હતા અને વનવાસોમાં ત્યાં પણ અમે જીપ લાઇનર પર જીપ લાઇનર કરી ડર તો એટલો બધો લાગતો હતો જીપ લાઇનર કરતાં છતાં બી જીપ લાઇનર કરી ડર તો એટલો બધો લાગ્યો પણ સાહસિક તો ખરું જ અને મજા તો આવી જ સાથે સાથે ડર બી એટલો જ હતો અને રોમાંચક બી એટલું જ હતું મજા ખૂબ જ આવી એવા ઘણા ઘણા સ્થળો અમે જ્યાં ફર્યા છીએ કે જે સાહસિક યાત્રા ગણાય છે અને ઉત્તેજક તો બને જ કેમ નહિ બને